હલો હ તમે કઈ છો તો તમે ઘે હ પણ થોડું બીજો સિક્યોરિટી કઈ ગયો એને કહો થોડુંક ધ્યાન તો આપો હોટલમાં પણ તમે અંદર બધા માણસ એમનેમ આવી જાય છે આટલી અંદર ગિરદી થઈ ગઈ છે તો તમે થોડુંક ધ્યાન આપો કે કેમેરા ચાલુ કરાવો બધું ધ્યાન આપો જરા

અને પાર્કિંગ પણ જરા વ્યવસ્થિત કરાવો કે જે સીધી સીધી ગાડીઓ વ્યવસ્થિત ઊભી રે કોઈને અંદર જવા કોઈને બહાર નીકળવા માટે કોઈને મુશ્કેલી જ પણ ન પડે

એમને બોલાવો બીજા સિક્યુરિટીને બોલાવો તો તમે શોધો હ પણ તમે જરા ધ્યાન આપો કોઈ માણસને કોઈ તકલીફ ન પડવી જોઈએ અંદર આવા માટે કે કોઈ તકલીફ બહાર જવા માટે ન પડવી જોઈએ

હ અને જેટલા ગ્રાહક આવે એટલા બધાને વ્યવસ્થિત સુવિધા આપો કે જે એમને કોઈને તકલીફ ન પડવી જોઈએ હમ અને હવે તમે છે ને એવી રીતે ગોઠવો કે જે પાર્કિંગ પણ વ્યવસ્થિત થાય માણસને ટેબલો ઉપર પણ કોઈ તકલીફ ન પડવી જોઈએ

ઓકે બાય ચાલો હો મૂકું